મારુતિ સુઝુકી કાર ડિલરમાં વાત થાય છે મેડમ ત્યાંનાં વેચાણ અધિકારીથી વાત કરી શકું છું મેડમ એક ગાડી જોઈએ છે મારે એક કાર લેવાની છે મારે એ માટે થોડી માહિતી જોઈતી તી અરે મારુતી સુઝુકી બ્રેઝાની અને માહિતી જોઈએ છે

અચ્છા અને બીજા બીજા જે બે મોડેલ્સ છે એમની પ્રાઇઝ જણાવશો મેડમ જી તો આ જે મોડલ તમે કીધી એમાં સીએનજી માં બી છે આપની પાસે

અચ્છા અને તમારું જે શોરૂમ છે ત્યાં રૂબરૂ જ આવવ માટે આવવું હોય તો ત્યાં આવી શકાય છે આવી રીતે

જી થીક છે તો બાવીસ ડિસેમ્બરે સવારે હું આ જોવા માટે આવીશ મેડમ જી ધન્યવાદ